મને રસોઈનો બનાવવાનો શોખ ખરો અને ખૂબ જ શોખ હું જાતે રસોઈ સારી રીતે સારી બનાવું છું તો રસોઈ બનાવતાં પહેલાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે રસોઈ બનાવવાનો જ્યારે આપણને શોખ હોય ત્યારે આપણે દરેક રસોઈ બનાવતાં પહેલાં દરેક વસ્તુ જે રસોઈ બનાવવાની હોય તેમાં જે વાપરવામાં આવે તે દરેક વસ્તુ પહેલાં આપણે કિચન ઉપર મૂકી દેતા હોઈએ છીએ સપોસ વઘારેલી ખીચડી બનાવવાની મને વઘારેલી ખીચડી બનાવવાનું ખૂબ જ ગમે એટલે હું પહેલાં કાંદા કાપી નાખું બટાકા કાપી નાખું શાકભાજી કાપી નાખું પછી દાળ ચોખા ધોઈ નાખું દાળ ચોખા ધોઈને પછી એમ તૈયાર કરી અને હું પછી કુકરમાં દાળ ચોખા મૂકી અને મસાલો કરું વઘાર કરું અને પછી આ બધું શાકભાજી વઘારી અને દાળ ચોખા નાખી અને હું વઘારેલી ખીચડી મૂકું તેવી જ રીતે દરેક આઈટમ આપણે તો સાબુદાણાની ખીચડી બનાવવી હોય તો આગલે દિવસથી સાબુદાણા આપણે પલાળી રાખવા પડે તો બીજા દિવસે બનાવીએ તો એ સોફ્ટ રહે અને એ ખીચડી ફરાળી ખીચડી તરીકે વાપરી બનાવી શકાય એટલે સાબુદાણા જેવી આઈટમ બનાવવી હોય તો પહેલેથી એને પલાળી દેવી પડે પછી આપણે ઈડલી બનાવવી હોય તો ઈડલી બનાવવી હોય તો આપણે ઈડલી માટેનું જે ખીરું તૈયાર કરવાનું હોય તે આગલી રાતે આપણે તૈયાર કરી રાખવું પડે એમાં આથો આવે અને એ આથો આવે તો પછી આપણે એ ઈડલી આપણે બનાવીને ખાઈ શકીએ રાંધી શકીએ એટલે આ ખાવાની કોઈપણ આઈટમ હોય તો તેને પહેલાં આપણે એને પ્રોસેસ તરીકે એને કેવી રીતે બનાવવાની છે શું બનાવવાની છે એ દરેકને આપણે જોવી જોઈએ મનચુરીયન બનાવવાનું હોય તો કોબીજ ને આપણે આગળથી સમારીને કમ્પલેટ કરવાની અને પછી એનાં ભજીયા બનાવીને પછી એનો આપણે ગ્રેવીમાં એ કરી મસાલો કરી અને એને બનાવવાનું હોય આવી જ રીતે દરેક આઈટમ બનાવતાં પહેલાં રસોડામાં આપણે એને તૈયારીરૂપે રસોડામાં એની સામગ્રી કમ્પલેટ કરીને રાખવી જોઈએ કે જેથી કરીને આપણે ઘણી વખત મીઠું ભૂલી જઈએ અંદર ખાંડ ભૂલી જઈએ કે ગમે તે ગોળ ની આઈટમ બનાવતા હોઈએ તો ગોળ ભૂલી જઈએ એટલે એ બધું ભૂલી ન જઈએ એટલા માટે પહેલેથી જ આપણે એ બધી વસ્તુઓ ટેબલ ઉપર કિચન ઉપર રાખીએ અને પટ પટ તમે સરસ રીતે દરેક વસ્તુ એડ કરી અને એ સારી રસોઈ તમે બનાવી શકો જો તમે પહેલેથી આયોજન પ્રમાણે બનાવવા બેસો તો તાત્કાલિક તમે કોઈ બી વસ્તુ બનાવવા બેસો તો તેમાં કોઈને કોઈ વસ્તુ રહી જાય ભૂલી જવાય એટલે પહેલાં તો રસોઈ બનાવતા પહેલાં તમારે એક ટાર્ગેટ કરી લેવું પડે કે ભાઈ મારે આ વસ્તુ બનાવવી છે આ વસ્તુ બનાવવા માટે શું શું વપરાય અને શું વાપરવાનું છે એ બધુ આપણાં મગજમાં હોવું જોઈએ અને એ વસ્તુ ત્યાં આગળ હાજર હોવી જોઈએ તો ટેસ્ટી ફૂડ બનશે આપણું ઘરનું ફૂડ બહુ સારી રીતે આપણે મેન્ટેન કરી શકીએ ઘરના દરેક વ્યક્તિને એ ભાવી શકે અને બધાને એ ખાવા માટે ખૂબ જ આકર્ષિત કરી શકીએ કે ભાઈ આ વસ્તુ આજે પપ્પાએ આજે વઘારેલી ખીચડી બનાવી છે મમ્મીએ આજે વઘારેલી ખીચડી બહુ ટેસ્ટી બની છે એ એ ટેસ્ટી ત્યારે જ બને કે જ્યારે એમની પૂર્વ તૈયારીરૂપે એમણે બરોબર બધા મસાલા અને બધું રાખ્યું હોય અને પછી એ નાખ્યું હોય તો જે બને એટલે રસોઈ બનાવવા માટે તમારે કાળજી એક લેવાની કે તમારી કઈ વસ્તુ બનાવવાની છે તેના માટે તમારે પૂર્વ તૈયારી રૂપે એ દરેક વસ્તુ લાવીને રાખવાની અને તેને આપણે ધોવાની હોય એને સમારવાની હોય એ બધું જ કમ્પલેટ કરીને પછી આપણે રસોઈ બનાવવા બેસીએ તો પણ સરસ રીતે એ રસોઈ બની શકે રવાનાં ઢોકળાં ખમણ સુખડી આ બધું બનાવવાનું હોય તો આપણે ધ્યાન આપવું પડે છે કેમ કે તેમાં ગોળ જે છે એને તેનો પાયો બનાવવાનો હોય છે લાડુ સપોસ બનાવવાનો હોય લાડુ બનાવવાનો હોય તો લાડુ બનાવતા પહેલાં એનો ગોળનો પાયો બનાવવાનો હોય ગોળને ઘીમાં તળવાનું હોય અને એને કેટલી મિનિટ સુધી અને બ્રાઉન થાય ગોળ અને એક રસ થાય ઘી સાથે ત્યાર પછી એને ઉપયોગમાં લેવાય એટલે એને શેકાવવામાં એની માસ્ટરી તમારી હોવી જોઈએ નહીંતર કાચો પાયો રહી જાય ગોળ ઘીનો પાયો જો કાચો રહી જાય તો તમારી સુખડી કે તમારા એ છે તે કડક બની જાય અને ચિંગમ જેવી થઈ જાય સુખડી લાંબી તમે બે હાથે ખેંચો તો લાંબી થાય એવી એ થઇ જાય એટલે આ આમાં આ જે આઈટમ સ્વીટ જે ગુજરાતી ડિશીઝમાં જે સ્વીટ કહેવાય કે સુખડી ગોળ શીરો આ બધી આઈટમમાં ગોળનો પાયો બનાવવાનો એ બહુ અગત્યની વસ્તુ છે કે તમે પાયાની પાયો જો બરોબર બન્યો હશે તો તમારી આઈટમ બહુ સરસ સ્વીટ અને સરસ બનશે મમરાના લાડુ બનાવવા હોય તો તે મમરાના લાડુ માટે બી તમારે એને શેકવાનું હોય એને વાળવાના હોય એટલે એ જો નહીંતર પછી લાડુ એટલા કડક થઈ જાય કે તમારા દાંત તૂટી જાય એટલે જો એનો પાયો ના બરોબર બનાવ્યો હોય મમરાના લાડુ આમ આપણને જનરલી એવું લાગે કે મમરાના લાડુ એટલે શું એટલે મમરાના લાડુ બનાવે એ બહુ નાની અમસ્તી વાત સમજીએ આપણે પણ એનો જે પાયો બનાવીને એને જે બનાવવાનો હોય ગોળ ગોળ લાડુ બનાવવાના હોય એને એના માટેની આપણી માસ્ટરી ત્યારે જ કહેવાય એ પાયા ઉપર જ બધો એનો આધાર રહેલો છે અને એ મમરાના લાડુ વાળવા ઉપર છે તો જ મમરાના લાડુ સોફ્ટ અને સરસ રીતે રહે અને તમે ખાઈ શકો મોહનથાળ એવી જ આઈટમ ગુજરાતી આઈટમ મોહનથાળ મોહનથાળનો બી જો પાયો તમે બરોબર શેક્યો ના હોય તો તમારે એ ચુરમું જેવું બની જાય એ તમારે એનાં ચોસલાં ના પડે એના પીસીસ ના બને એટલે આવી ગુજરાતી આઈટમો સ્વીટમાં જે બનાવીએ છે એ બધામાં ખૂબ જ પાયો એનો કેવી રીતે બનાવવાની એ બહુ અગત્યનું છે કારણ કે આપણે શીખવું પડે અને આપણી જાણકારી હોય તો જ આપણે આ આ સ્વીટ બનાવી શકીએ સપોઝ આપણે ઘરે શ્રીખંડ બનાવવો હોય તાજો શ્રીખંડ આપણે ખાવો છે તો આપણે ઘરનો શ્રીખંડ ખાઈએ તો ઘરના શ્રીખંડ બનાવવા માટે તમારે મસ્કો તૈયાર કરવો પડે તો મસ્કો તૈયાર કરવા માટે તમારે પહેલાં દૂધને ફાડવાનું હોય દહીંને દહીં બનાવવાનું હોય એનો મસ્કો બનાવવાનો હોય એને લટકાવવાનું હોય એને એક કટકાની અંદર એ આખું ફાડેલું દૂધ જે હોય તેના આખો તમારે લટકાવવાનું હોય ને એમાંથી પાણી નીતરી જાય ત્યાર પછી એ મસ્કો બને ને એ મસ્કાને તમે ફીણી નાખવું પડે એટલે એને ફીણીને છીણી છીણી નાખવું પડે અને એને એકરસ કરવું પડે ત્યાર પછી એમાં તમે સુગર નાખી અને તમે એને ફ્લેવર બનાવી શકો એમાં કલર નેચરલ કલર બી હવે તો આ ઘણા એવા સરસ બધી ઓનલાઈન ઉપર એવી સરસ સરસ બધી ટીપ્સ આવે છે કે નેચરલ કલર બી તમે શ્રીખંડમાં ઉમેરી શકો એટલે કેમિકલવાળા કલર કરતાં નેચરલ કલરનો ઉપયોગ કરીએ તો વધારે સારું કેમ કે હર્બલ કલરો હવે મળતા થયા છે હરબલ કલરોમાં જેવી રીતે કે અમુક એવાં ફૂલો આવે છે કે જે ને તમે પલાળો ને એટલે એમાંથી એક જાતનો કલર નીકળે એ કલરવાળા કલરને તમે એડ કરોને તો એ હાઈ ક્લાસ ફ્લેવર બને છે એટલે પછી એલચીવાળો કલર બનાવવો હોય તો તમારે એલચીની ફ્લેવરને આવું બધું શ્રીખંડ બનાવવું હોય તો તમારે આ મસ્કાને મસ્કો બનાવતા પહેલાં આવડવું આવડે તો જ તમારાથી શ્રીખંડ સારી રીતે બની શકે જેમકે કલર રંગ પછી બીટ બીટ હોય તમે બીટને લો અને બીટને છીણીને તમે વાપરો તો એનો રેડ કલર જે આવે છે પિન્ક કલર એટલો સરસ બ્યુટીફૂલ નેચરલ કલર થાય તો આવી બધી આઈટમો મોટાભાગે તમે ઘરે આનો સારી રીતે ઉપયોગ કરી અને હર્બલ વસ્તુ વાપરી અને આવી સ્વીટ બી બનાવી શકો છો